હું જ્યારે રસોઈ બનાવાની હોઉં ત્યારે હું આગળથી તૈયારી અને શાકભાજી પણ સમારી રાખું છું મસાલા પણ રસોડા પર તૈયાર રાખું છું મારી કેટલું પાણી જોઈશે કેટલી વસ્તુઓ જોઈશે કઈ તપેલી જોઈશે એ બધાની હું પહેલેથી તૈયારી રાખું છું અને ત્યાર પછી હું શાકમાં મસાલા પણ એ રીતે જ કરું છું ના થોડું ઓછું શાક હોય તો થોડા ઓછા મસાલા અને વધારે શાક હોય તો વધારે મસાલા આ રીતે મારી સામગ્રી અને તૈયારી હોય છે